હા અમારી સ્કૂલમાં લાઇબ્રેરી હતી અને સમૃદ્ધ લાઇબ્રેરી હતી ઘણાબધા પુસ્તકો પણ હતા અને વાંચવા માટે વ્યવસ્થા પણ હતી અને અમે ઘણાબધા પુસ્તકો જોએલા ત્યાં અને પુસ્તકો કઈ રીતે રાખવામાં આવે છે કઈ કઈ રીતે આપણે એને ગોતવાના હોય છે આ બધું અમે લાઇબ્રેરીમાં જઈ અને જોતાં અને ત્યાંથી અમે શીખેલા છીએ હવે વાંચેલા પુસ્તકોમાં છેને એક ઝવેરચંદ મેઘાણીની સૌરષ્ટ્રની રસધાર એ નામના પાંચમા ભાગમાં એ ઝવેરચંદ મેઘાણીની રચના છે પછી બીજી નળ દમયંતિ વ્યાખ્યાન સત્યના પ્રયોગો અને અને સૌરાષ્ટ્રના બહારવટીયાઓ આ બધાં પુસ્તકો ત્યાં હતાં અને આ બધા મારા રસના વિષયો હતા એટલે આ બધાં પુસ્તકો મેં વાંચેલાં છે